મેં બળદગાડા વિશે આવી હરીફાઈ જોઈ છે જેમાં ઘણા બધા ગામના ભેગા મળી એક દિવસ નક્કી કરે છે કે આ દિવસે આપણે બળદની હરીફાઈ રાખી તેમાં ઘણા બધા ગામના ભાગ લે છે અને તેની કોઈ ફી હોય છે તેને જમા કરાવે છે અને ત્યારબાદ તેમાં બધા તે દિવસે હાજર રહે છે અને ઘણી વાર બસો મીટર જેવી રેસ રાખવામાં આવે છે કે સો મીટર પહેલાં જવાનું છે અને ત્યાંથી એક ધજા અથવા કાપડ રાખવામાં આવે છે જે ધજા કે કાપડને તે લઈને ફરીથી જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે જ્યાં શરૂઆત કરી છે ત્યાં પૂરું કરવાનું હોય છે જે આ પ્રથમ આવીને ધજા જ્યાં પૂરું કરવાનું હોય છે ત્યાં આપી દે તો તે વિજેતા ગણાય છે અને તેને ઇનામ આપવામાં આવે છે આવી રીતે બળદગાડાની ઘણી બધી ભાગ સ્પર્ધા હોય છે જેમાં જેને બળદગાડા ચલાવતા આવડે તે ભાગ લે છે અને આમાં દર વર્ષે યોજાય છે આવો ખેલ